કેમ છો બસ બસ બસ જો ભાઈ હવે કો હું તમારી કોફી શોપમાં આવ્યો છું પણ આજે એક લેટેસ્ટ વાત એવી છે કે કોફીનો જે રૂટિન ટેસ્ટ હોય ને એના એના કરતા કંઈક હટકે કે માની લો અત્યારે લેમન ટેસ્ટની ચા ચાલે છે કે ભાઈ ગ્રીન ટી એવી રીતના કોઈ જો કોફીમાં લેમન કોફી અથવા તો ગ્રીન ચા જેવો ટેસ્ટ આવતી કોફી અત્યારે ચોકલેટ કોફી ને કોફીના પણ અનેક પ્રકારો મળે પણ આ પ્રકારે જો કોઇ એક નવી કોફીની એક રેવોલ્યૂશનની એડ થાય કે ભાઈ કોફીમાં પણ લાઈમ ટેસ્ટ તમને મળે કોફીમાં પણ તમને અદરક ટેસ્ટ મળે તો આવું કંઈક ટેસ્ટ થાય ને તો મજા એ મજા મજા એટલા માટે આવે કે કોફી કોઈ પણ માણસ ચા હોય કે કોફી હોય રિફ્રેશમેન્ટ માટે પીતો હોય છે માની લો કે થાકી ગયા હોય અથવા તો કોઈ આમ કંટાળો આવતો હોય તો માણસ ચા કે કોફી પીતા હોય પણ એમાં પણ હવે જો ટેસ્ટને લઈને કોઈ નવું એક જનરેશન થાય કે જે રીતે ગ્રીન ક ચા છે એ રીતના ગ્રીન કોફી તો લોકોનો

હમ હમ હમ હમ

હમ

હમ હમ હમ ચાલો ચાલો ટેસ્ટ કરીએ નવો ટેસ્ટ કોફીમાં પણ નવો ટેસ્ટ ચાલો હા હા ઓકે થેન્ક યૂ હા